મારે બાયોમેટ્રીક્સની ચકાસણી કરવાની છે મારે એક્ઝામ આપવાની છે ગવર્મેન્ટ એક્ઝામ છે એટલે ગવર્મેન્ટ એક્ઝામની અંદરના બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી પ્રિપેર્ડ હોવા જોઈએ એના માટે મારે બાયોમેટ્રિક કરવાનું છે અને ખૂબ જલ્દી હું એ બાયોમેટ્રિક કરવાની છું